રાજસ્થાન રણુજા પોખરણ જેસલમેર દીવ દમણ ગોવા ચેન્નઈ અસમ દાર્જિલિંગ હિમાલય ઝારખંડ સિક્કિમ વેસ્ટ બેંગાલ મેઘાલય કાઠમાંડું મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ શ્રીપૂર વિશાખાપટ્ટનમ કેરળ મહારાષ્ટ્ર શિરડી ઉત્તરપ્રદેશ ઉ